શું તમે મને તમારો પરિચય આપી શકશો યસ મેમ ગુડ મોર્નિંગ મેમ અ મારું નામ હિના દલ છે લગ્ન પછી હું મારાં પરિવારની વાત કરું તો મારાં પરિવારમાં મારાં સાસુ સસરા મારા પતિ અને હું એમ ટોટલ અમે ચાર સભ્યો છીએ હું જો મારા એજ અભ્યાસની વાત કરું તો સૌપ્રથમ મેં મારું પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ એક થી દસનું શિક્ષણ મેં સરકારી શાળામાં લીધું છે ધોરણ દસના રીઝલ્ટ બાદ પરિવારમાં થોડીક નાણાંકીય સમસ્યાઓના લીધે સંપૂર્ણ અમારો પરિવાર રાજકોટ શિફ્ટ થયો ખૂબ જ સારા ધોરણ દસનાં પરીણામને લીધે મને ધોરણ અગિયાર અને બાર સાયન્સ માટે રાજકોટની એક ખૂબ જ સારી સ્કૂલમાં એડમિશન મળ્યું ખૂબ જ મહેનત કર્યા બાદ ધોરણ અગિયાર અને બાર સાયન્સનાં રીઝલ્ટમાં મારું ખૂબ જ સારું પરીણામ આવ્યું ધોરણ બાર પછી અગિયાર બાર પ સાયન્સ પછી એન્જિનિયરિંગ કરવાની ખૂબ જ ઇચ્છા હતી પરંતુ પરિવારની થોડીક તકલીફોના લીધે તે શક્ય નહોતું લાગતું પરંતુ એ જ સમય દરમ્યાન મને ગવર્મેન્ટની એક ટી એફ ડબલ્યુની સ્કીમ વિશે માહિતી મળી અ જેના અંતર્ગત કોઇપણ ત્રણ વિદ્યાર્થીઓ જેમનું ધોરણ બાર સાયન્સનું પરીણામ ખૂબ જ સારું હોય તેને સરકાર તરફથી ફ્રી સીટ્સ આપવામાં આવે છે તે અંતર્ગત જ્યારે મેં ટી એફ ડબલ્યુની સીટ્સ પર અપ્લાય કર્યું ત્યારે તેમાં પણ મારું મારાં પર્ફોર્મન્સને લીધે મારું સિલેક્શન થયું જેથી કરીને મને એક બહુ જ સારી રાજકોટની રેપ્યુટેડ એન્જિનીયરિંગ કોલેજમાં એડમિશન મળ્યું એન્જિનીયરિંગના દરેક સેમેસ્ટર દરમ્યાન મારું પરીણામ ખૂબ જ સારું આવ્યું અને તે સારા પરીણામને લીધે દર વર્ષે અને દર સેમેસ્ટરમાં મને શાળા તરફથી શિક્ષકો તરફથી અને મારા પરિવાર તરફથી ખૂબ જ સારાં ઇનામો અને પ્રોત્સાહનો મળતા રહ્યાં જેના પરથી હું કહી શકું કે મારી અભ્યાસની સંપૂર્ણ જર્ની છે તે ખૂબ જ સારી અને સુંદર રહી છે